મહેસાણા જિલ્લામાં સ્થાનિક પરિવહનની કેટલીક સમસ્યાઓ કાર્યરત છે જેમાં સરકાર દ્વારા બસની સુવિધા રિક્ષા ટેક્ષી પ્રવાસન બસો વિવિધ સુવિધાઓ દ્વારા લોકો પરિવહન કરે છે અને પોતાનું કાર્ય ઝડપી કરી શકે છે વિદ્યાર્થીઓ સમયસર નિશાળે પહોંચી શકે છે કામદારો તેમના કાર્ય કાર્યસ્થળે પહોંચી શકે છે અને તે ઉપરાંત સરકારે બસમાં દીકરીઓને પાસ માટે મફત યોજના દાખલ કરી છે પરિવહનના ઝડપી વિકાસના કારણે રોજીંદા જીવનમાં લોકોને પરિવહન ખૂબજ સરળ બન્યું છે અને કાર્યો જલદી થવા લાગ્યા જેથી લોકો સમયની બચત કરી શકે છે સરકારે જ્યાં પરિવહનની સુવિધા ન હતી ત્યાં સરકારી બસો મોકલી અને તેમની મુશ્કેલીઓ દૂર કરી અને લોકોને ગતિશીલ બનાવ્યા અને પરિવહનના કારણે લોકોનાં કામ ઝડપી બન્યાં માલ સામાનની હેરફેરમાં વધારો થયો મીનીટોમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરતા થયા અને ગતિશીલ બન્યા આમ પરિવહનની યોજનાના કારણે લોકોના જીવનમાં થતી પરિવહન અંગેની મુશ્કેલીઓ દૂર થઈ